ભારતમાં અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા રાજનેતાઓ દ્વારા ભારતમાં ઘણો વિકાસ જોવા મળે છે જેમાં ઉદ્યોગપતિની દૃષ્ટિએ જોવા જઈએ તો ધીરુભાઈ અંબાણીની રિલાયન્સ અમદાવાદથી ચાલુ થએલી એમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઘણો બધો મોટો વિકાસ કર્યો છે એ લોકોએ અને મુકેશ અંબાણીની જીઓ કંપની જેઓ આખા ભારતમાં ઘણાબધા ટાવરો સ્થાપીને હરેક વિસ્તારમાં જીઓ કંપનીએ મોબાઈલ નેટવર્કનું ખૂબ મોટું ઉમદા કામ કર્યું છે જીઓ ખાલી શહેરી વિસ્તાર પૂરતું નહીં પરંતુ ગામડાઓમાં પણ એનો ખૂબ મોટો પ્રમાણમાં અહીં સેવાઓ જોવા મળે છે આજે દરેક ગામમાં મોબાઈલ સ્માર્ટફોન જેને કહીએ તેનો ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ થાય છે જે ગ્રામ્ય એરિયામાં પહેલાં નહોતું પરંતુ જીઓ કંપનીના આવવાથી અને ગ્રામ્ય એરિયામાં પણ ટાવરોને સ્થાપવાથી જીઓ કંપનીએ એમનો નેટવર્ક ઘણો મોટો વિસ્તાર ઊભો કર્યો છે અને હરએક ગામમાં જીઓનું નેટવર્ક જોવા મળતું હોય છે જ્યારે બીજી કંપનીઓ ઘણી થોડી ફેલ છે એમ જ જ્યારે વાહનવ્યવહારની દૃષ્ટિએ હું વાત કરું તો હાલના વાહનવ્યવહાર મંત્રી નીતિશ ગડકરીએ ઘણાબધા રસ્તાઓ જેવો હાઇવેને લગતા બહુ સરળ સરસ બનાવ્યા છે ઓવરબ્રિજોનું પણ એટલું જ કામ થયું છે જેના કારણે વાહનવ્યવહાર ઘણો એક જગ્યાએથી બીજી જગ્યા માટે સરળ બન્યો છે એક્સપ્રેસ હાઇવે બન્યા છે જેમાં જે ત્રણ કલાકનો રસ્તો હતો તે આ અડધો યાની કે દોઢ કલાકમાં પહોંચી જવાય કલાકમાં પહોંચી જવાય એ રીતના થઈ ગયું છે જ્યારે મને નીતિન ગડકરીનું કામથી ઘણું સારું લાગે છે રાજનેતા તરીકે ગડકરી સાહેબ ઘણા ઊંડા સારા નિર્ણયો લેતા હોય અને વાહનવ્યવહારની દૃષ્ટિએ ઘણું સારું કામ કરતાં હોય એવું મને લાગે છે ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ ઘણો સારો એવો વિકાસ થયો છે અલગ અલગ એરિયામાં અલગ અલગ જગ્યાએ આ હરએક જગ્યાએ કોંપ્યુટરનો ખાસ ઉપયોગ થાય છે અને હમણાં નાના નાના ગામડાઓમાં પણ ટેક્નોલોજીને કારણે મોબાઈલ ફોનો દ્વારા અને કોમ્પ્યુટરો દ્વારા જે તે ઓનલાઈનના વ્યવહારો થતા હોય છે તે થાય છે અને કરે છે લોકો તેમજ ઘણું બધું પેમેન્ટો પણ ઓનલાઈનથી ફોનપે ગૂગલપે તેમજ અન્ય જે એપો છે એના થકી થતી હોય છે અને ઘણું બધું ટેક્નોલોજીના કારણે જ એનો સંભવ સરળ બન્યો છે એવું મારે માનવું છે શિક્ષણની દૃષ્ટિએ શિક્ષણ માં ઘણા સુધારા કરીને ટેક્નોલોજી શિક્ષણ આવ્યું છે પરંતુ જે સ્થાનિક શિક્ષણ જ પહેલાંનું શિક્ષણ હતું એની દૃષ્ટિએ હાલનું શિક્ષણ ટેક્નોલોજી ટાઈપનું છે જે માણસોની જરૂરી કરતાં આગળ લઈ ગયું છે આમ તો જીવન જરૂરી મુજબનું શિક્ષણ હોવું જોઈએ એવું મારું માનવું છે વધુ પડતું ટેક્નોલોજી શિક્ષણ પણ જીવનમાં ઉપયોગી નથી એવું મારે માનવું છે મનોરંજનમાં વાત કરીએ તો ઘણું બધું મનોરંજનની દૃષ્ટિએ મોબાઈલ ઉપર ટીવીઓ પર અનેક ચેનલો આવેલી છે જેના લીધે મનોરંજન થાય છે અને કરે છે અને હાલ જે મોટી મોટી ટોકીજોમાં મનોરંજન પિક્ચરો ફિલ્મ ચાલતું હોય તેમાં ટ્રેન્ડ ઓછો થઈ ગયો અને વધુ પડતા લોકો સિરિયલો વગેરે જે ચાલતું હોય એ બધું મોબાઈલ પર જ જોતાં હોય છે અને કરતાં હોય છે આમ મનોરંજનમાં પણ ઘણો મોટો તફાવત જોવા મળે છે વેપારની દૃષ્ટિએ જોઈએ તો આપણે ત્યાં એ ઘણું બધું જાતનું ઉત્પાદન થવા લાગ્યું છે જેના કારણે વેપાર પણ ઘણો સારો એવો થવા લાગ્યો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણો બધો વેપાર થાય છે આયાત નિકાસ કરે છે આયાતમાં ઘણું ઓછું નિકાસમાં ઘણું વધી ગયું છે આમ હવે ભારતમાં અનેક પ્રકારની આઇટમો બનવા લાગી છે જેમાં મોટા ઉદ્યોગો ટાટા મારુતિ સુઝુકી વગેરેના કારખાના ઉદ્યોગો ભારતમાં વિકસ્યા છે જેના કારણે હરએક વસ્તુ ભારતમાં બનવા લાગી છે બાઇકથી માંડીને હરએક વસ્તુ ના મોટા મોટા ઉદ્યોગો ભારતમાં સ્થપાયા છે જેના કારણે વેપારમાં પણ મોકળો ખૂબ મોટો માર્ગ થયો છે સ્પેરપાર્ટ ઉત્પાદનથી માંડીને દરેક વસ્તુ અહીંયાં થવા લાગી છે જે ઘણા બધા વેપારને લગતા કામ થાય છે આમ નવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘણું બધું વાહનવ્યવહારમાં પણ અલગ અલગ ટાઈપના વાહનો નો બનાવામાં આવે છે જે ઈસરો દ્વારા હરએક સમસ્યાનું કામ સુધારે છે